જી મને લાગે છે કે ગુજરાતી ભાષા છે તે સમાચાર માધ્યમો અને શિક્ષણ વ્યવસ્થામાં પૂરતું પ્રતિનિધિત્ત્વ ધરાવે છે જેમકે આપણે જોઇએ કે કોઈ પણ ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ છે તે ગુજરાતી ભાષાને ગુજરાતી મીડિયમને વધારે પડતો અનુસરતો જોવા મળે છે અને ગુજરાતી ભાષા એક મીઠી બોલી શાબ્દિક સારું એવું ઉચ્ચારણ તેમજ શિક્ષણ વ્યવસ્થામાં એક પોતાનો જ ટોન પોતાનું લય પ્રતિનિધિત્ત્વ ધરાવતો જોવા મળે છે સમાચાર પત્રોમાં ઘણી બધી વખત આપણે જોઇએ કે ગુજરાતીઓનાં ઘરે ટાઈમસોફ ઈન્ડિયા કરતાં અકીલા સાંજનાં સમાચાર પત્ર અથવા તો ગુજરાત સમાચારનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તેના કારણે શું થાય છે કે વ્યક્તિ છે કે જેને માતૃ ભાષા આપેલી હોય છે તેમાં તે વિષયને વધારે સારી રીતે સમજી શકવામાં સમજાવવામાં અથવા તો તેની ભાષાનું કોઈપણ જે ઇન્ફોર્મેશન તેને આપવામાં આવે છે વિષય વસ્તુ જે આપવામાં આવે છે તે ગ્રહણ કરવાની પોતાની એક અલગ આવડત જોવા મળતી હોય છે શિક્ષણ વ્યવસ્થાને આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં હવે હમણાં જ થોડા સમય પહેલાં પણ એવું જોવા મળી રહ્યું છે કે ધીમે ધીમે શિક્ષણ વ્યવસ્થામાં ડૉક્ટરીના એમબીએસના અથવા તો અન્ય કોઈપણ અભ્યાસક્રમો ગુજરાતી ભાષામાં આવવાની શક્યતા પૂરતી જોવા મળી રહી છે પરંતુ જરૂરી નથી કે દરેક વખતે એવું જ થઈ શકે છે હવે ગુજરાતી ભાષાનું મહત્ત્વ દિવસે ને દિવસે વધતું જોવા મળે છે ગુજરાતી ભાષાનું એક સમાચાર પત્રમાં શિક્ષણમાં એક આગવું ઓળખ પ્રાપ્ત થઇ છે ગુજરાતી ભાષા સમાચાર માધ્યમો સાથે અને શિક્ષણ વ્યવસ્થામાં અતિશય સારું અને વધારે પડતું પ્રતિનિધિત્ત્વ ધરાવે છે સમાચાર માધ્યમમાં જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉપયોગ ન થાય ત્યાં સુધી ગુજરાતીઓને ચેન પડતું નથી ઘણી બધી ભાષાઓ આજે પણ હોવા છતાં પણ ગુજરાતી ભાષાએ પોતાનું એક સ્થાન પોતાની પ્રતિભા અને પોતાની ઓળખ આ બધી જ ભાષાઓની સાથે બનાવી રાખી છે શિક્ષણ વ્યવસ્થા અનુસાર આજે પણ ગુજરાતનાં લોકો થોડા સમય પહેલાં અંગ્રેજી માધ્યમનો જે એક ક્રેઝ વધી રહ્યો હતો અંગ્રેજી ભાષાને જે એક બોલબાલા જોવા મળી રહી હતી તેના કરતાં આજે ગુજરાતી ભાષામાં ગુજરાત ફરી પાછું વળ્યું છે શિક્ષણ વ્યવસ્થામાં ઘણા બધા એવાં પ્રકરણો આવે છે કે જેમાં તેનું મહત્ત્વ ધરાવતું જોવા મળે છે ખાસ કરીને બાળક જ્યારે નાનું હોય ત્યારથી લઈને તે અનુકરણ દ્વારા પોતાના પ્રદેશની ભાષા શીખતું હોય છે એ બાળક મહારાષ્ટ્રમાં હોય તો મહારાષ્ટ્રીયન ગુજરાતમાં હોય તો ગુજરાતી બંગાળમા હોય તો બંગાળી એમ જ બધાં રાજ્યોને પોતાની એક ભાષા હોય છે અને આપણે કોઈ પણ પ્રદેશની ભાષા વિશે કોઈ પણ રાજ્યની ભાષા વિશે આપણે ક્યારેય પણ એવું ન કહી શકીએ કે એ ભાષાનું પ્રતિનિધિત્ત્વ એ વિસ્તારમાં ન જોવા મળે જે પ્રમાણે વિસ્તાર હશે એ જ પ્રમાણે એ વિસ્તારમાં દરેક ભાષાનું મહત્ત્વ રહેલું છે તેમજ ગુજરાતમાં આજે પણ લોકો મોટા ભાગના લોકો જે પોતાનાં બાળકો છે એને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનું પ્રતિનિધિત્ત્વ ધરાવે છે આપણે જોઇએ કે આજે જેનું જે સમય છે ઈંગ્લીસ ભાષા તરફ વધારે વળ્યો છે પરંતુ જો કોઈ ગુજરાતી બાળક હશે ગુજરાતમાં જન્મેલું બાળક હશે એનાં બાળકને ગુજરાતી નહીં આવડતી હોય તો એ પોતાનું પ્રતિનિધિત્ત્વ કઈ રીતે કરશે ઘણી બધી વખત આપણે બીજા બધા રાજ્યોમાં જઇએ છીએ તો તે લોકો પોતાની ભાષા ક્યારેય નથી મૂકતાં તો પણ આપણે પણ શા માટે મૂકવી જોઇએ તો મારે માટે એવું લાગે છે કે શૈક્ષણિક બાબતોમાં શિક્ષણ વ્યવસ્થામાં સમાચાર માધ્યમમાં ગુજરાતી ભાષાનું અનેરું પ્રાધાન્ય રહ્યું છે ભારત દેશમાં ગુજરાતી ભાષાનું પ્રાધાન્ય રહ્યું છે બીજા દેશોમાં પણ ગુજરાતીઓની બોલબાલા રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે જ